હા યસ સર હા સર અમારી જ હા સર અમારી ડ્રીમ જોબ કન્સલ્ટન્સી છે યસ હું તમારી શું મદદ કરી શકું હ હ હા સર હ હ

હા સર મળી જશે તમને ડેફિનેટલી મળી જશે તમારું જે ડોક્યુમેન્ટ છે મને એ એ એ તમે પ્લીઝ તમે મને એની પીડીએફ મોકલી દેજો અને તમારું કોલિફિકેશન ને આધાર કાર્ડ ને જે બી ડોક્યુમેન્ટ્સ છે એ તમે મને પીડીએફમાં પીડીએફ મોકલી દેજો અને તમારું જે રીઝયુમ છે ને એ મને મેલ કરી આપો તો તમને શ્યોરલી જોબ મળી જશે અને બાકી તમારી એક્સપેક્ટેશન શું છે એ બી તમે મને જણાવશો પ્લીસ હ હ સર એમાં હ હ ઓકે સર એ તો હું તમને જે અલગ અલગ જે તમારા જે ડોક્યુમેન્ટ મળશે એનાથી તમારું બાયફરગેશન થાશે અલગ ડેટા કલેક્ટ થાસે અને તમને ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં આવશે અને તમે એમાં થી ત્રણ સ્ટેજમાં તમારે ઈન્ટરવ્યૂ પાસ કરવો પડશે અને પછી તમારું જોબમાં સિલેક્શન થશે અને એના અકોર્ડિંગ તો ત્યાં પછી તમને કેટલો જે ડેટા સેલેરી પેકેજ છે એ તમને ત્યાર પછી જણાવામાં આવશે એ સર અત્યારથી તમે ડિસાઈડ ના કરી શકો એનું કેટલું મળશે ઓકે નો કાંઈ જ કાંઈ જ વાંધો નઈ નો પ્રોબ્લેમ ઈટ્સ ઓકે સર ઈટ્સ ફાઈન શું કયો છો સર સર કન્સલ્ટન્સીનો ચાર્જ છે ને અકોર્ડિંગ ટુ તમારું જે જોબનું જે કોલિફિકેશન અને કઈ રીતે કઈ પોસ્ટમાં છે અને તમને એના ઉપરથીઓ અને પછી ત્યાર પછીથી તમારો એ ચાર્જ એ ડિસાઇડ કરવામાં આવે છે સર અને પણ એ પાકું છે કે તમને જોબ મળી જ જશે તમારા જે ડેટા છે ને એ મને પીડીએફ કરી અને રીઝયુમ તમારું મને મેલ આઇડીમા મારી મેલ આઈડી જે હું તમને હમણાં મોકલું છું મોકલી આપો અને તમારો કોન્ટેક નંબર આ જ છે સર આમાં જ હું તમારા જે એમાં જ તમે મને મોકલી દો હા હા ઓકે અને શું તમારી શું બીજી મદદ કરી શકું ઓકે થેંક્યુ